હલો હલો

હા બોલોને હ પણ હું ફૂટ બોલનો કોર્ચ છું એટલે ક્રિકેટ કોરસીંગ માટે હું તમને કોચ સજેસ કરી કરી સકું

એ બધી હું તમને ચેક કરી દઇશ ડિટેલ્સ બધી ને કોચના કોન્ટેક નંબર પણ સેન્ડ કરી આપીસ

ઇ બધી વાત સાચી બધાએ છોકરા માટે એના મમી સામે તો એને જેને કેવાયે કે વિરાટ કોહલી લાગવાના છે ઇ તો અમે સ્પોર્ટ ગ્રાઉન્ડ ઉપર જોઇસ હું બરોબર ફીજસ તો ઇ હું કોર્ચ સાથે વાત કરી દયું ઇ પછી તમને એવું હસે તો કોલ પાંચ કોલ બેક કરીને તમને જણાવી દઇશ અને સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પણ આપણો હા ને સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ આપણો યુનિવર સિટીનો છે જ સૌરાષ્ટ્ર યુનિવર સિટી હા વેલકમ